પહેલાંના લોકો લોક ગાયન અને નાટક પર આધાર રાખતા હતા હવે ફિલ્મો ટીવી શો જેવાં માધ્યમો દ્વારા સામગ્રીને ઝડપી અને સરળ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે રેડિયો પહેલાં એકમાત્ર મનોરંજનનું સ્ત્રોત હતું પરંતુ ટીવી શોખ સાથે મજાની શ્રેણી છે હવે ડિજિટલ ટીવી મનોરંજનનો અનુભવ વધુ થયો છે કોંપ્યુટર અને ઇન્ટરનેટના આગમનથી મનોરંજન અને રૂપરેખા બદલાઈ છે જેમકે સોસ્યલ મીડિયા વેબસીરિજ અને ઓનલાઈન ગેમિંગ મારા વિચાર મતે બધી પ્રવૃત્તિઓ મનોરંજન વ્યવસાય ઝડપથી વિકસિત થયો છે આજની યુવા પેઢી માટે અનંત વિકલ્પો છે તેનાથી પસંદગીઓ વધે છે આ ટેકનોલોજીનાં લીધે મનોરંજનના વિવિધ રસ્તાઓ ખોલી રહ્યા છે